ધાર્મિક પ્રસંગો જેવા કે રક્ષાબંધન નવરાત્રિ ગણેશ ચતુર્થી ધૂળેટી દિવાળી બેસતું વર્ષ વગેરે તહેવારો માટે લોકો ભેગાં થાય છે રક્ષાબંધન ઉજવવા માટે ભાઈ બહેન ભેગાં થાય છે અમુક જે સંબંધીઓ હોય છે તે ઘરે આવે છે દિવાળી ઉજવવા માટે લોકો એકબીજાના ઘરે જાય છે અને શુભેચ્છાઓ પાઠવે છે હોળી ધૂળેટીના તહેવારોમાં લોકો ભેગાં થઈને તે પ્રંસગની આનંદ માણે છે ઉત્તરાયણ જેવા તહેવારમાં લોકો એકસાથે પોતાની અગાશી પર પતંગ ચગાવીને તે પ્રસંગનો આનંદ માણે છે દિવાળીના તહેવારમાં એના પછીના દિવસે બેસતું વર્ષ ઉજવવામાં આવે છે ત્યારે પણ લોકો એકબીજાનાં ઘરે જાય છે

ગણેશ ચતુર્થી તે ગણપતિ ભગવાનનો તહેવાર છે તેમાં ગણપતિ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને લોકો ભેગાં મળીને ગણપતિ ભગવાનની આરતી કરે છે